આ એક બહુ મોટો પ્રશ્ન છે જ્યારે બગીચો આપણે વિસ્તારતા હોઈએ અને નાના ને મોટા છોડ ઘરમાં રાખ્યા હોય ત્યારે બહારગામ જતી વખતે બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે માટે હું મારા તમામ જે કંઈ કુંડા છે જે કંઈ છોડ છે તે ફૂલના હોય કે એક સામાન્ય તુલસી જેવા છોડ હોય તે દરેકને હું ઘરની બહાર ગોઠવી અને મારા આડોશ પાડોશનાં ઘરોમાં થોડાં કુંડાઓ ગોઠવી અને એ લોકોને તે તમામ છોડનું ધ્યાન રાખવાનુ કહી દઉં છું અને મને ખૂબ પ્રિય હોય તેવાં બે ત્રણ નાના નાના કુંડાઓ મારી સાથે લેવાં મને ગમતા હોય છે અને આ રીતે હું મારા તમામ પ્લાન્ટમાં કોઈ તમામ છોડમાં કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું મહત્તમ પ્રયત્ન કરું છું અને મારી આસપાસનાં લોકો પણ આ લાગણીને સમજે છે તેથી તેઓ પણ હું જેટલા દિવસ બહારગામ હોઉં ત્યારે મારા એ ફૂલ છોડનો મારા કુંડાઓનો ધ્યાન રાખતા હોય છે અને તેને નિયમિતપણે પાણી પીવડાવવું અથવા કંઈ બીજુ હેરવવા ફેરવવાની જરૂર પડે તડકામાં લેવાની જરૂર પડે તો એ બધું જ કામ એ લોકો સંભાળી લેતા હોય છે અને સારા સબંધો આવા કામમાં મને ખૂબ ઉપયોગી થાય છે